રેલગાડીનું વર્ણન તો હું બહુ સારી રીતે કરી શકું છું કારણ કે રેલગાડીમાં મેં બહુ બહુ જ સફર કરેલું છે હમણાં તાજેતરમાં જ હું લાસ્ટ વીક જામનગર રેલગાડીમાં હું જઈને આવ્યો રેલગાડીમાં બેઠકની વ્યવસ્થા અલગ અલગ પ્રકારની હોય છે જેમાં સ્લીપર ક્લાસ હોય છે સેકન્ડ ક્લાસ હોય છે એસી ચેર કાર હોય છે એક્ઝીક્યુટીવ ચેર કાર હોય છે થર્ડ એસી હોય છે સેકન્ડ એસી હોય છે અને ફર્સ્ટ એસી હોય છે આ બધા ક્લાસમાંથી એકે ક્લાસ એવો બાકી નથી કે જેમાં મે યાત્રા ના કરી હોય રાઇટ ફ્રોમ આપણે સેકન્ડ ક્લાસથી માંડીને એસી ફર્સ્ટ ક્લાસ સુધીમાં મેં યાત્રા કરેલી છે હવે અત્યારના બોગી અત્યારના ડબ્બા રેલવેમાં પહેલાંની કંપેરિઝનમાં બહુ સારા થઈ ગયા છે પહેલાં જે એ રેલવેના ડબ્બામાં જાટકા અને જે અવાજ બધો સંભળાતો તો એ બધું હવે બંધ થઈ ગયું છે અને હવે રેલવેની યાત્રા મોર્ડન કોચના હિસાબે મોર્ડન ડબ્બાના હિસાબે એકદમ સ્મૂથ અને આરામદાયક થઈ ગઈ છે